જોઈએ તો ભારતની વાહન વ્યવહાર વ્યવસ્થા ત્રણ પ્રકારની છે એમ તો જોવા જઈએ તો મુખ્ય ચાર પ્રકાર છે પહેલી કે જે આપણે ટ્રાન્સપોટ મતલબ કે રસ્તા પર ચાલનારા વાહનો બીજી ટ્રેન ત્રીજી અવકાશ ત્રીજી પ્લેન દ્વારા થતી યાત્રા અને ચોથી જોઈએ તો દરિયા દ્વારા થતી યાત્રા એમાં ભારતમાં મોટાભાગના લોકો તો ટ્રેનમાં પરિભ્રમણ વધુ કરે છે કારણ કે તેમાં તેમાં ભાવ જે હોય છે જે ટ્રેનની ટિકિટ્સ હોય છે એ વ્યાજબી હોય છે એટલા માટે એ ટિકિટના ભાવ ઓછા હોવાનાં કારણે જે ગરીબ લોકો છે એ વધુ મુસાફરી ટ્રેનમાં કરે છે બસ કરતાં અને હમણાંના સમયમાં જોઈએ તો હમણાંમાં મિડલ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય મોટાભાગ મોટાભાગનાં ઘરોમાં આજે કાર છે એનો કારનો ઉપયોગ વધુ થાય છે લોકો પોતાનો પર્સનલ વિહિકલનો ઉપયોગ વધારે કરે છે પર્સનલ વેહિકલનો ઉપયોગ વધારે કરતો કરતા હોવાથી પેટ્રોલ ડીઝલ એવા ઇંધણ જે હોય છે એ એનો ભાવમાં વધારો થાય છે એ પેટ્રોલ ડીઝલનો તો ઉપયોગ કર વધુ કરે છે એટલા માટે ભાવમાં તો વધારો જોવા મળે છે પરંતુ પેટ્રોલ ડીઝલનાં કારણે જે ધુમાડો નીકળે છે એ પ્રદૂ જે ધુમાડો નીકળે છે એ પ્રોબ્લેમ કરે છે મુશ્કેલી ઊભી મુશ્કેલી ઉભી કરે છે અને પ્રદૂષણ પેદા થાય છે જેનાથી ગરમીમાં વધારો થાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાય છે તો તેમાં સુધારો કરી શકાય કે આપણે પેટ્રોલ ડીઝલ છે એની જગ્યાએ સીએનજી ગેસનો ઉપયોગ કરીએ એના કરતાં પણ અત્યારનો સમય ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક કારનો ઈલેક્ટ્રિક મોટર્સ ઇલેક્ટ્રિક બાઇક એનો નીકળ્યો છે જેનાથી તમે સીએનજીમાં પણ થોડો તો ધૂમાડો થોડો તો પ્રદૂષણ થાય છે જ પરંતુ ઇલેક્ટ્રીક સાધનોથી પ્રદૂષણ થતું નથી એટલા માટે વધારે ને વધારે લોકોએ ઇલેક્ટ્રિક સાધનો ઉપયોગ કરવો જોઈએ અને બીજું કે પોતાના પર્સનલ વિહિકલ કરતા તો સરકારી બસો ટ્રેનમાં મુસાફરી કરવી જોઈએ અને બીજું જોઈએ તો સરકારે પણ જે ઈલેક્ટ્રીક સાધનો છે એના માટે જે ચાર્જિંગ પોઇન્ટ છે ગુજરાત જેમ જેમ દરેક જેમ જેમ દેશમાં પેટ્રોલ ડીઝલના પેટ્રોલ પંપ છે બરાબર એવી રીતે દરેક ક્ષેત્રમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક સિટીમાં પેટ્રોલ પંપની જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન મુકાવવા જોઈએ આ સુધારો કરી શકાય છે